હલો પાર્થભાઈ કેમ છો મજામાં અરે એકદમ મોજે દરિયો અરે મારા થોડાક પ્રશ્નો હતા હું છે ને ગુજરાત થોડાક દિવસ માટે ફરવા આવું છું તો હવે હું કેમ ફરું ક્યાં ફરું ખબર જ નથી પડતી તો તમે કહેશો કંઈ

બરાબર તો આણંદમાં શું શું ખાવાનું શું શું છે કારણકે હું બહુ જ ખાવાનાનો શોખીન છું તો ખાવા માટે શું સારું છે અને ફરવાલાયક શું સારું છે જણાવશો મને હં બરાબર બરાબર બરાબર તો ફરવાલાયક કંઈ જગ્યા ખરી આણંદમાં બરાબર બરાબર તો તો બહુ મોટી હશે ને એ તો અમૂલ ડેરી બરાબર તો મને એવી વાત મળી હતી કે ત્યાં આણંદ વિદ્યાનગરમાં ઘણી બધી હોસ્ટેલો અને કોલેજો છે તો આખા ગુજરાતના વિધાર્થીઓ આવે છે એ વાત સાચી છે બરાબર બરાબર બરાબર અને બીજું કે હું છે ને આણંદથી થોડીક જ દૂર દસ થી પંદર કિલોમીટર દૂર એક વડતાલ ગામમાં છે ને એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે તે બહુ પ્રખ્યાત છે મેં એવું સાંભળ્યું છે તે બરાબર છે મને એ તો ખબર છે કે ત્યાં છે ને એક ગોમતીધર તળાવ છે મેં વિડિઓ જોયો હતો પછી નવું બસ સ્ટેન્ડ કર્યું છે બહુ સારું ડેવલોપમેન્ટ થાય છે એ લોકો શું છે કે નિઃશુલ્ક દવાખાનું બી ખોલ્યું છે તો કે ત્યાં જાઉં તો કેટલા દિવસનું હોય એક દિવસમાં હું ફરી લઉં કે ના ફરી લઉં ત્યાં કે વધારે દિવસ જોઈએ બરાબર બરાબર બરાબર એવું છે સરદાર પટેલનું મેમોરિયલ ક્યાં આવ્યું છે અને કેવી રીતે મારે જવું પડશે બરાબર છે હં હં વિદ્યાનગરથી થોડુંક આગળ એટલે મારે સીટી બસ લેવી પડશે એવું થયું ને બરાબર પછી આણંદમાં સૌથી મોટી જીઆઈડીસી છે એ ખબર છે તમને આણંદમાં જીઆઇડીસી આવેલી છે બરાબર બરાબર હા એટલે ત્યાં છે ને મારા બે ત્રણ મિત્રો બી રહે છે તો મારે ત્યાં બી મળવા જવું પડશે એવું મને એવું લાગી રહ્યું છે તો પછી હું હું હું આણંદ આવીશ ને તો તો તમને કોલ કરીશ બરાબર છે તો પછી તમે મને ગાઇડ કરજો બરાબર બરાબર છે ચાલો ત્યારે મળીએ જય માતાજી